સૌથી પહેલાં તો ખુલ્લી હવામાં દોડવાનું એ સૌથી વધારે સારું છે વાતાવરણની વાત કરીએ તો એનો અલગ અલગ તમારી ઉપર ઇમ્પેક્ટ થાય છે જેમ કે ગરમીમાં તમે દોડો તો તમારે વાધારે એનર્જી ડ્રેન થાય છે તમને સનબર્ન પણ થઈ શકે છે ચામડીના રોગો પણ થઈ શકે ઠંડીમાં વધારે વિટામિન ડીની પણ તમને મળી શકે અને પછી જેમ કે તમે ઠંડીમાં દોડો તો તમને વધારે સારું રહે પણ તમને અમુક વખત ઠંડીમાં વધારે તકલીફ પડી શકે કારણ કે વધારે ઠંડી હોય ત્યારે વરસાદ વરસાદની વાત લઈએ તો વરસાદમાં તો ચોક્કસ તમને દિક્કત થવાની જ છે કારણ કે પલળેલા હોય તો તમે કેવી રીતે દોડી શકો પડવાની તમને તકલીફ થાય હાથપગમાં વાગી જાય તમે ભાંગી શકો અને પછી તમારે સૌથી વધારેને સારો ટાઈમ જે હોય એ આપણે ઠંડી અને એ સવારના ટાઈમે તમે ભાગવા જાવ વહેલી ફજરે તે સૌથી વાધારે સારું ટાઈમ છે ભાગવા માટે